ગુજરાત ગુજરાતનો દરિયા કિનારો ગુજરાતનાં ઐતિહાસિક મંદિરો અને ગુજરાતમાં શું શું નથી ફરવા માટે પ્રવાસનનાં આકર્ષણો તો એટલાં બધાં છે ગુજરાતમાં કે તમે એક જુઓ અને એક ભૂલો એકે એક બીચ માંડવીનો બીચ જુઓ કે કચ્છ અરે ડુમ્મસ જાઓ તીથલ બીચ જાઓ કેટલા બધા બીચીસ ક્યા ક્યા નામ દઉં દીવ જાઓ દમણ જાઓ દરેક જગ્યાએ દરિયો દરિયાની તો ગુજરાતને કોઈ નવાઈ જ નથી અને બીચ પણ એટલા સરસ ને એટલી નાહવાની મજા આવે તેમાં પણ દીવનો દીવ છે એ સરસ બીચ છે મજા આવે એવું છે દીવમાં અને એ લોકોએ દમણમાં કોસ્ટલ રોડ બનાવ્યા છે કોસ્ટલ હાઇવે એટલો સરસ છે કે રાત્રે તો ત્યાં બેઠા બેઠા એક તરફ દરિયાનો હવા પવન આવતો હોય ને એ કોસ્ટલ હાઇવેની લાઇટિંગ અને એટલી સરસ એટલી મજા આવે છે કે એક વાર તો તમારે દીવ કે દમણ જવું જ જોઈએ દીવ દમણ જાઓ તો બાજુમાં જ સાપુતારા સાપુતારા એ ગુજરાતનું હિલ સ્ટેશન સાઉથ દક્ષિણ ગુજરાતનું એટલું સરસ એટલી મજા આવે કે વાદળોમાં તમે બેઠા હોવ એ રીતનું લાગે અને ત્યાં એટલી બધી એક્ટિવિટી છે રોપવે છે કે જીપ લાઈનર છે જીપ લાઈન પર પણ જાઓ તો નીચે ખીણ અને ઉપર દોરડાથી લટકવાનું તમે એક રોમાંચ જ અલગ છે તમે ટ્રેકિંગમાં અત્યારે ચોમાસાની ઋતુમાં તો તમે આહવા ડાંગ જાઓ કે મહાલ જાઓ એટલું સરસ વાતાવરણ એકલી ગ્રીનરી કે જંગલ એરિયામાં કે તમને વન વિભાગમાં ગમતું હોય તો બહુ જ મજા આવે તમને તેમાંય અલગ જ ગીરા ધોધ છે તેવા નાના નાના ધોધ તો એટલા બધા ત્યાં ચોમાસામાં હોય છે કે એક જુઓ ને એક ભૂલો તમે એ જ રીતે તમે પાવાગઢ ડુંગર પર જાઓ કે શેત્રુંજય જાઓ આબુ જાઓ દેલવાડાના ડેરા જુઓ કે જૈન મંદિર જુઓ સોમનાથનું આપણું અતિ પ્રાચીન મંદિર જુઓ કે જે એક જ્યોતિર્લિંગમાં ગણાય છે આપણા બાર જ્યોતિર્લિંગ જે ખરા એમાં એક સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ગણાય છે તેનું મંદિર પણ એટલું ભવ્ય બનાવ્યું છે દ્વારકા જાઓ દ્વારકાની જે મંદિરની ધ્વજા છે તે જ એટલી મોટી ધ્વજા દરરોજ બદલતા હોય એ લોકો આટલો સખત પવન આવતો હોય સમુદ્ર કિનારે અને છતાં પણ આટલા મંદિર પર ઊંચા ચડીને ધજા ચડાવવી એક જ્યોત જોવાનો પણ લ્હાવો અલગ છે